હિમાલયા ટ્રાવેલ્સ હા હું સુરતથી પિયુષ પટેલ બોલું છું દસ દિવસ પછી મારે લગભગ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે સાપુતારા જવાનું છે તો એના માટે ચાર ફેમિલી મેમ્બર માટે એક કાર બુક કરાવવાની હતી હવે શું રહેશે ટેક્સીનું ભાડું શું રહેશે કયા પ્રકારની ટેક્સી તમે જે છે એ પ્રોવાઈડ કરશો અચ્છા મારુતિ ડિઝાયર ડિઝાયરમાં એસી કે નોન એસી આવશે અચ્છા એસી અને બંને અવેલેબલ છે ઓકે ફાઇન તો નોન એસીનો ભાવ કેટલો રહેશે પર કિલોમીટર ચૌદ રૂપિયા ઓકે અને એસી કારનો જે છે એ ભાવ છે જે છે એ કેટલો રહેશે સોળ રૂપિયા ઓકે ફાઇન અને ફોર ફેમિલી મેમ્બર્સ જે છે એમાં બેસી શકશે તો નોન એસીનું મને જે છે એ વધારે સુટેબલ થાય એમ છે તો તમે છેલ્લો ભાવ મને જે છે એ કહો ચૌદ રૂપિયા તો બહુ વધારે છે માલિક તમે કહો તો એમાં થોડુંક હજી થાય તો આપણે આગળ વાત કરીએ અચ્છા તેર રૂપિયા ના હવે એક કામ કરો નહીં તમારા નહીં મારા બાર રૂપિયામાં આપણે જે છે એ કન્ફોર્મ કરીએ બરોબર દસ દિવસ પછી એટલે કે આજે સોળ તારીખ થઈ છે તો છવ્વીસ તારીખે આપણે સાપુતારા માટે ડિઝાયર કાર જે છે એ બુક કરવાની છે ઓકે બાર રૂપિયા પર કિલોમીટર અને નોન એસી ગાડી